મનોરંજનની વાત કરું તો મને મનોરંજન ડાયરા ઉપરથી આવે છે કેમ કે ડાયરો બહુ વધારે લોકપ્રિય હોય છે મારી માટે અને ગ્રામ્ય લેવલે બહુ મોટા વિસ્તારમાં થાય છે અને તેને નિહાળવા માટે ડાયરાને નિહાળવા માટે અમારા આજુબાજુના દૂર દૂર વિસ્તારોમાંથી લોકો આવે છે અને ડાયરાની વાત કીધી તો ડાયરામાં આપણને હસાવતા હસાવતાની જોડે જોડે મોટિવેશનલ પણ એ લોકા થ્રુ આપતાં હોય છે આ હાસ્ય કલાકારો પરથી આપણે શીખવું શીખ મેળવવી જોઈએ કે ડાયરાની જોડે જોડે મોટિવેશનલ પણ બહુ જરૂરી છે આપણા જીવનમાં